હેલો હું આજ્ઞા બોલું છું હા મારી વાત કસ્ટમર કેરથી થઈ રહી છે ઓકે મારે મારી કારનો વીમો લેવો છે હા તો હું હવે મારે વીમા માટે ડોક્યુમેન્ટ મોકલવા પડશે ને હા તો તમે મને કહો કે મારે કયા ડોક્યુમેન્ટ મોકલવા પડશે હા ઓકે હું તે વીમા માટે જમા કરાવી દઉં હા કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાનાં છે ઓકે એક્સિડન્ટમાં મારે કારનો વીમો કરેલો હોય તો મને મદદ તો થાય ને મારી હા ઓકે થેન્ક યુ